ગુજરાતી ભાષાની શૈક્ષણિક અવસ્થામાં અડચણો એ હિન્દી ગુજરાતી ગુજરાતી ભાષાની ચોપડીઓ ઘણી ખરી આવે છે ઐતિહાસિક રમુજીક હાસ્યથી ભરપૂર કે ભાઈ એને વાર્તા તમારે વાર્તાની આવે કોઈ ઇતિહાસની આવે ગુજરાતી ભાષામાં ઘણું જાણવા મળી જાય એની વ્યવસ્થા પણ સારી હોય છે એમ ગુજરાતી ભાષા તમે જાણો તેમ તમારે વધુ અનુભવ થાય શિક્ષણમાં એની વ્યવસ્થા બહુ સારી છે તો ગુજરાતી ભાષાનો તમે કોઈ કોઈ તમે શિક્ષણ લો અને તમને કોઈ જાતની તકલીફ ના પડે ગુજરાતી ભાષા બોલવામાં લખવામાં વાતચીત કરવામાં હરવા ફરવા બધામાં ઉપયોગ સારો થાય છે અને જેમ જેમ તમે તે શિક્ષણ છે તેને લેતા જાઓ એમ તમને ભાષાનો અનુભવ થતો જાય ગુજરાતી ભાષામાં તમારા ઘણી ખરી વાર્તાઓ ઘણી સ્ટોરીઓ ઘણું રમૂજી ટૂચકા ઘણું હાસ્ય કોમેડીઓ એ બધી બહુ સારી રીતે આવે છે એ આપણે સમજી શકીએ જાણી શકીએ એમાં ડીપમાં ઉતરી શકીએ મનમાં પણ રાખી શકીએ એવી હોય છે ગુજરાતી ભાષા ગુજરાતી ભાષા બહુ સરળ સાદી અને વ્યવસ્થિત હોય છે બધી ભાષાઓ કરતા હું ગુજરાતી ભાષાને વધારે માન આપું હિન્દી ઇંગ્લિશ મરાઠી કોઈપણ હોય એના કરતાં મને ગુજરાતી ભાષા પર ઇન્ટરેસ હોય ગુજરાતી ભાષાના ને તમે જાણો શીખો ને માણો ને તમે જેટલો અનુભવ લો એટલો તમને ઓછો પડે આ ઓછું થયું